હા તમે બીકેડી વિદ્યાલયના પ્રિન્સિપાલ હા સર હું તમારા દસમા ધોરણમાં ભણતા પ્રકાશના ફાધર બોલું હા સર મેં એક હમણાં થોડુંક અર્જન્ટ ગામ જવાના છીએ તો એના માટે પ્રકાશની રજા જોઈતી છે ત્રણ ચાર દિવસની રજા જોઈતી હતી હા સર ખબર છે પરંતુ હમણાં જ અર્જન્ટ છે એટલે ત્યારે તે નહીં હતું એમ રક્ષાબંધન પરને એમ હા પણ સર એના દાદાની છે એટલે મારા ફાધરની તબિયત બહુ ખરાબ છે એમ ડોક્ટરનો ફોન આવ્યો છે કે હવે છેલ્લા સ્ટેજ પર જ છે તો પછી ત્યાં જવું જ પડશે ને સર એટલે રજા જોઈએ છે

હા ઠીક છે સર એતો કરાવી દઈશ હા સારું સર ચલો થેંકયુ સર